હુ મારી શાળામાં ચિત્રકામ શીખ્યો હતો જો ચિત્રકામમાં આગળ વધવું હોય તો એતીડીનો કોર્સ કરવો જોઈએ કે જેથી ચિત્રકળામા આગળ વધી શકાય મને ચિત્ર દોરવાનું ખૂબ જ ગમે છે તેથી હુ તેમા મારી કારકિર્દી બનાવાનું વિચારું છું